ટ્રેડમિલમાં દોડવું અને મેદાનમાં દોડવું એ બે સરખું નથી એ અલગ અલગ પ્રકારનું દોડવું છે ટ્રેડમિલ એક મશીન છે અને મેદાનમાં દોડવું એ આસન છે જેમ કે તમે કોઈ હરીફાઈમાં જવાના હોય અને તમારે એની પ્રેક્ટિસ કરવી હોય તો તમે ટ્રેડમિલમાં દોડી શકતા નથી એ માટે તમારે મેદાનમાં દોડવું પડે મેદાનમાં તમે આસાનાથી દોડી શકો છો અને એમાં હરિફાઈની તૈયારી કરી શકો છો પણ ટ્રેડમિલમાં તમે ખાલી કસરત માટે જ ઉપયોગમાં લઈ શકો છો મેદાનમાં દોડીને તમે કોઈ પણ પ્રકારની પ્રક્રિયા કરી શકો છો